અમારા વિસ્તારમાં પક્ષીઓ તો ખાસા બધાં જોવા મળે છે જેમ કે ચકલી છે મોર છે પોપટ છે કાગડો છે કબૂતર છે ખાસા બધાં પક્ષીઓ જોવા મળે છે મેના છે બધાં પક્ષીઓ જોવા મળે છે અને એમાંથી મારૂં ફેવરેટ છે કોયલ કેમકે કોયલનો જે અવાજ એનો મીઠું મધુર અવાજ એ મને ખૂબ પ્રિય છે અને અમારા વિસ્તારમાં સવાર સવારમાં ખૂબ જ પક્ષીઓ વધુ પડતાં જોવા મળે છે એટલે એમ અને એ સવારનો જે નજારો એ બી બહુ મસ્ત હોય છે કેમકે પક્ષીઓના કારણે જે વાતાવરણ જે ધ્વનિ જે એમની જે અવાજ એ જે છે એકદમ ક્લિયર ને આમ સાંભળો તો તમને બી આમ મન ખુશ થઈ જાય એમ